ગુજરાતમાં મનોરંજન મૂલ્ય માટે જાણીતા મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને તહેવારો તો ઘણા છે જેવી રીતના નવરાત્રિ શિવરાત્રી જન્માષ્ટમી મહાકુંભ ખેલ મહાકુંભ બીજ ખેલ મહાકુંભ અને આવું જ ઘણું બધું જેવી રીતના ખેલ મહાકુંભ એક વાર્ષિક કાર્યક્રમ થાય છે જેનામાં જુદા જુદા શાળાઓથી અને કોલેજોથી વિદ્યાર્થીઓ આવે છે અને જુદા જુદા ખેલોમાં ભાગ લે છે જેમાં ખોખો કબ્બડી દોડ અને આવા એ બધા ખેલો જે આપણે નાના હતા ત્યારે રમતા હતા એમને મોટું કાર્યક્રમ થાય છે જે રીતના હું પોતે ખેલ મહાકુંભમાં ગયેલો છું મેં ખોખોમાં ભાગ લીધેલો છે મેં કબડ્ડીમાં ભાગ લીધેલો છે અને હું કહી શકું છું કે ત્યાં ચુસ્તી અને સ્ફૂર્તિની પ્રદર્શન બહુ જ ખૂબ જોરદાર હોય છે અને એટલું જ નહીં જ્યારે ધાર્મિક તહેવારોની વાત કરીએ ત્યારે જન્માષ્ટમી અહીંયાં હજુ પણ આટલા જ જોરથી થાય છે જેટલી દસ વર્ષ પહેલા થતી હતી ભલે ગુજરાતની બાર જન્માષ્ટમીનો મોલ એટલો બધો નહીં રહ્યો હશે પણ ગુજરાતમાં હજી બી જન્માષ્ટમીનો તહેવાર પાવન માનવામાં આવે છે અને એટલું જ નહીં નવરાત્રિ પણ આટલા જુસ્સાથી મનાવવામાં આવે છે ગુજરાતની નવરાત્રિ રમવા માટે ખાલી ગુજરાતના બહારથી નહીં પણ ભારતના બહારથી પણ ઘણા લોકો આવે છે નવ દિવસ ગરબો ગાઈને માતાની આરાધના કરવામાં આવે છે અને આવા જ ઘણા તહેવારો મનોરંજન અને ધાર્મિક કાર્યક્રમો ગુજરાતમાં વર્ષે વર્ષે થયા કરે છે